પરવડે તેવા વાહન વ્યવહારના અભાવે નજીકનાં શહેરો અથવા નગરોમાં સંભાળ શિક્ષણ અથવા નોકરીની તકો વિશે ગંભીર અસર થાય છે જેના વિશે આપણે વિસ્તૃત વાત કરીએ તો આસાની અને ગતિશીલતા ઝડપથી તમારે કોઈ સ્થળે પહોંચવું હોય રેડી અને તમારું ટૂંકમાં જે આર્થિક ભીંસથી તમે આર્થિક સંકટમાં હોય તમે જેથી શૈક્ષણિક રોજગારી તમે મેળવી ના શકો અને તમારે કોઈ નજીકનાં સ્થળે જવું હોય પણ વાહન વ્યવહાર ખર્ચ તમને પરવડે એવો ન હોય તો તમારે જે સ્થળે પર પહોંચવું છે તેમાં વિલંબ થઈ શકે છે પ્લસ તમે મોડા પહોંચી શકો છો તમારું ધાર્યું કામ જે હોય એ તમે પૂરું કરી શકો નહીં આનો મહત્ત્વનો તમે વાહન વ્યવહારના પરવડે તેવા ખર્ચના અભાવનો એક મુદ્દો હોય તો તમે આને ગણી ગણી શકો છો પછી તમારા કોઈ સંજોગો વસાત ઘરમાં આકસ્મિક બીમારી આવી મેડિકલ ઇમર્જન્સી આવી ગઈ તો તાત્કાલિક તમને વાહન ના મળે અને વાહન મળે તો બહુ ઊંચી કિંમતે હોય જો તમને પરવડતી ન હોય તમારી આર્થિક સ્થિતિને અનુકૂળ તે અનુકૂળ તે ભાવ ના હોય જેથી તમારે ના છૂટકે પણ એમાં જવું પડે અને આર્થિક સ્થિરતા તમારી અસ્થિરતા થઇ જાય છે અને તમે સમયસર પહોંચી શકતા નથી અને પછી આવી પ્રોબ્લમના લીધે અમુક પછી બહુ મોટાં સમસ્યા પણ ઉદ્ભવી શકે છે આર્થિક ભારણ આર્થિક ભારણમાં એવું છે ક ખાવા પીવા ખર્ચની સાથે આરોગ્ય વાહન વ્યવહારના ખર્ચ પણ પ્રભાવ પડે છે હવે તમારા આજુબાજુમાં કે મહેમાન આવ્યા કોઈ બી પ્રસંગો પર તમારે જમવા જવું હોય એવું બધું કંઈક કરવું હોય તો તમે ત્યાં જાવ તો વધારે પ્રકારનો ખર્ચ થઈ જાય છે અને તમે જો કોઈ નોકરી કરતાં હોય બાજુનાં શહેરમાં નોકરી કરતાં હોય પણ તેનું જે ટ્રાવેલિંગનું ભાડું છે બહુ વધી જતું હોય અને તમારી નોકરીની પગાર નોકરીની જો પગાર છે ઓછો હોય તો તમારે કાંઈ બચત રહેતી નથી બચત રહેતી નથી બધો ખર્ચ ઓન્લી ટૂંકમાં આ જે વાહન વ્યવહારમાં ખર્ચમાં જ વયો જાય છે આખો દિવસ તમે નોકરી અમુક હોય જે માર્કેટિંગ પ્રકારની નોકરી છે માર્કેટ ક્ષેત્રની નોકરી તો તમે કહી શકો તેમાં તમારે આખો દિવસ ટ્રાવેલિંગ જ કરવાનું હોય છે એમાં વાહન વ્યવહારનો ખર્ચ વધુરો હોય તો તમારે નોકરીનો પગાર કંઈ વધતો નથી એમાં તમને આર્થિક નુકસાન આવી શકે સમયની વાત હવે સમયની વાત વિશે વાત કરું તો વાહન વ્યવહારનો ખર્ચનો વધારે હોવાથી સમય વધારે ખર્ચ થાય છે જેથી રોજિંદાં જે કામો હોય એનાં માટે તમે કામ સમય ફાળવી શકતા નથી અને વાહન વ્યવહારની સુવિધા ના હોય તો તમે વાહન વ્યવહારની સુવિધા ના હોય તો તમે તમારી જે નોકરી કરતાં હોય અથવા વિધાર્થીઓ અભ્યાસ કરતાં હોય ત્યાં જવામાં સ્થળે મુશ્કેલી પડે છે અને આર્થિક ભીંસની આર્થિક ટૂંકમાં આર્થિક પ્રોબ્લમ તમારી વધતી જાય છે એટલે જે આ મોંઘા વાહન વ્યવહારના ખર્ચ છે તેના લીધે તમારી આર્થિક જીવન સાંસારિક જીવન ભોગવવું ખૂબ મોટો પ્રભાવ પડે છે